હા વલસાડ પોલીસ સ્ટેશન બોલો હા બોલો શાના માટે શાના માટે શું પૈસા બાબતે

કોની પાસેથી લીધા નામ શું છે ઓકે તમારી કમ્પ્લેન લખી લઉં છું તમને પોલીસ સ્ટેશન બોલવામાં આવે ત્યારે તમે આવી જજો અને આ ફરિયાદીનું ફરિયાદીનું નામ શું છે તમારું નામ શું છે ને તમારું નામ શું છે હા તો તમારે જયારે ફોન કરવામાં આવે ત્યારે પોલીસ સ્ટેશન આવાનું રહેશે અને તમારી ફરિયાદ ને બે દિવસમાં તમારી ફરિયાદ ક્લિયર થઈ જશે ચિંતા ની કરો ઓકે હા બે દિવસમાં તમને નિર્ણય મળી જશે ઓકે હા